હેલો સાંભળ અત્યારે તો મારે મિટિંગ છે થોડીવારમાં એટલે અત્યારે તો હું તને દસ્તાવેજો બધાં આપવા નહીં આવી શકું પણ એક કામ કરને એક કામ કરું મારી પાસે ડિજીલોકરમાં મારાં બધાં જ મતલબ શૈક્ષણિક પ્રમાણપત્રો છે તો તારે જોઈતાં હોય તો હું તને સીધા વોટ્સેપ પર શેર કરું ચાલશેને હા તો હું તને બધાં શૈક્ષણિક પ્રમાણપત્રો વોટ્સેપ પર મોકલું છું અને બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ તારાં બીજા કોઈ તારાં દસ્તાવેજ જોઈએ છે જોઈતાં હોય તો કહે મારી પાસે ડિજીલોકરમાં છે તો હું તને મોકલી દઉં હાલ નથી જોઈતાંને સારું ચલ